હું ઇન્ડિયન આઇડિયલ રિયાલિટી શો મને બહુ ગમે છે હું શરૂઆતથી જ ઇન્ડિયન આઇડિયલ સીજન વનથી જોઉં છું અને તેમાં મને જે વિનર હતો અભિજીત સાવંત એ બહુ ગમે છે એના સોંગ પણ મને બહુ સારા લાગ્યાં અને તેમાં જે ઇન્ડિયન આઇડલમાં જે અલગ અલગ પ્રકારનાં જે ગીતો ગવાય છે ઇન્ડિયન આઇડલમાં જે એમાં પણ જે ગીતો ગાય છે એને દરેક પ્રકારનાં એનાં ગીતો બહુ સારા ગાયા છે એટલે એને વિનર બનાવ્યો અને એના માટે મેં વોટ પણ કર્યા છે એને જીતાડવા માટે મેને એસએમએસ પણ કર્યા છે તે મને બહુ સારુ ગમે છે અને ઇન્ડિયન આઇડલ સો તો મને બહુ સારું ગમે છે અને અત્યા અહીં અત્યાર સુધી પણ હું ઇન્ડિયન આઇડલ જોઉં છું